હવે હું વાત કરું કે પરંપરાગત ગુજરાતી ભોજનની તો સૌથી પહેલાં તો આપણે ગુજરાતી એટલે ખાવા પીવા તો જોઈએ જ બીજું કાંઈ મળે કે નો મળે ખાવા પીવા તો જોઈએ જ ઘરેય આપણે દરરોજ હોય મમ્મી પૂછે કે આજે શું બનાવું એટલે બસ બધા જ ઘરનો એક જ પ્રશ્ન હોય કે બનાવવું શું હવે આપણે એમ તો પાછા આળસુ ગુજરાતીઓ પણ ખાવા તો બધું અલગ અલગ વેરાઇટીઓ જોઈએ અને ક્યારેક એવું પણ બને કે ઘરે નથી ખાવું તો બહાર પણ ખાઈ આવીએ પણ આપણું પરંપરાગત જો ગુજરાતી ફૂડની વાત કરીએ તો આ તો બધું અત્યારે નવું આવ્યું કે ફાસ્ટફૂડ ને ચાઇનીઝને પંજાબી પણ આપણું ટ્રેડિશનલ ગુજરાતી ભોજન શું છે જો એની વાત કરીએ તો પહેલાના સમયમાં તો ગામડાઓને એવું જ હતું અને અત્યારે ગેસ આવી ગયાં પણ તે સમયમાં તો ચૂલા સઘડી એ બધું હોય હવે એના ઉપર રસોઈ બનાવીએ એટલે કેટલું કામ કઠિન થઈ જાય એક તો પહેલા એ ચૂલાને પ્રગટાવો એને ફૂંક મારવી એનામાં અગ્નિ લાવવો એ કેટલું અઘરું પડે અને એક ગુજરાતી સ્ત્રી હોય પોતાના પતિ પોતાના બાળકો એના માટે એ જો દિલથી જ જમવાનું બનાવતી હોય તો ઈ સમયમાં તો શું હતું કે રોટલા રોટલાની મીઠાસ ક્યારે આવે કે જ્યારે એને ટીપી ટીપી અને જેટલો એને મસળીએ એટલો રોટલો મીઠો થાય એવું આપણે સાંભળતા હોઈએ છીએ અને આની ખરેખર જો આપણે સ્વાદ લેવો હોય તો આપણે ગામડા જાય ત્યાં મળે એમાંય આપણે વાત કરીએ કે એમ પરંપરાગત ગુજરાતી પણ આપણે ખેતી પ્રધાન દેશ છે અને એમાંય આપણા ગુજરાતની અંદર તો કેટલા બધા ખેડૂતો છે અત્યારે ભાતભાતના ભોજન આવ્યા પણ એ સમયમાં તો બસ રોટલો અને ડુંગળી ડુંગળી એ ચાકાથી સુધારવાની નઇ પણ ધુંબો મારી અને ઈ લોકો એવી રીતે ખાતા અને જો બીજી વાત કરીએ પરંપરાગત ગુજરાતી ફૂડની તો ઘણું છે રોટલા રીંગળાનો ઓળો અલગ અલગ પ્રકારના શાક ભાત દાળ અને બીજી વાત કરું તો અલગ અલગ પ્રસંગ અત્યારે ગણેશ ચતુર્થી ચાલે છે તો લાડવા લાડવા કોને નો ભાવે તમે ઘણી વખત સાંભળ્યુ પણ હશે કે ગણેશ ચતુર્થી હોય તો ઘણી જગ્યાએ લાડવાની કોમ્પીટીશન હોય કે કોણ વ્યક્તિ કેટલાં ખાઈ શકે છે મેં તો ન્યૂઝમાં એવું પણ સાંભળ્યુતું કે એક દાદા હતા મોટી ઉંમરના અને ઈ લાડવા તો ઈ કે અગિયાર લાડવા ખાઈ ગયા સારું કે બિચારાની તબિયત નહીં બગડી હોય પણ કેટલા લાડવા અને પ્રસંગ વાત અથવા તો તહેવારની વાત કરું તો ફૂડ છે એ આપણાં પરંપરાગત ગુજરાતી છે ગુજરાતી આવે એટલે સૌથી પહેલું નામ શું પડે તો કે થેપલા તમે ગમે ત્યાં જાવ ટ્રેનમાં જતા હોય અને ટ્રેનમાં એક ડબ્બાની અંદર સીટ ઉપર જો બે વ્યક્તિ થેપલા ખાતાં હોય તો સમજી જવાનું કે આ કોણ ગુજરાતી ભેગા સાથે ડુંગળી હોય મરચાં હોય અને કાંઈ નહીંને તો છેલ્લે અથાણું તો હોય જ અલગ અલગ પ્રકારનું કેરીનું છુંદો ખાટું અથાણું અલગ અલગ પ્રકારના હવે જો આપણે તહેવારની વાત કરીએ તો આપણે ગુજરાતી માસથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે ઉત્તરાયણ આવે છે હવે ઉત્તરાયણ એટલે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે કચ્છનો વિસ્તાર હોય બધી જગ્યાએ લોકો શું ખાઈ ઊંધિયું હવે ઊંધિયામાંય કેટલા પ્રકાર તમે દક્ષિણ એટલે સુરત બાજુ જાવ તો લીલું ઊંધિયું આવે આપણે રાજકોટ ને જામનગરને બાજુ આવો તો લાલ એટલે કે તીખાસવાળું ફૂલ ઊંધિયુ અને એક બીજો પ્રકાર છે ઓલું માટલાંમાં ઉંબાળિયું કરે હવે એ ઉંબાળિયુંની તો વાત જ શું કરવી કેમકે એને માટલાંમાં બનાવવામાં આવતી હોય એની અંદર કેટલું બધું શાકને હોય જેમકે લીલોતરી શાક જેમકે બટેટા છે રીંગણા છે પાપડી છે કેટકેટલું શક્કરીયાં ભાતભાતનું અને એને જ્યારે ચૂલે બનાવવામાં આવે છે ને ત્યારે એની મીઠાસ બહુ જ વધી જાય છે ત્યારબાદ આપણે જો દિવાળીની વાત કરીએ તો આપણે ગુજરાતી હોઈએ એટલે તહેવારના શોખીન હવે દિવાળી આવે અથવા તો સાતમ આઠમ આવે એટલે ઘરની બાઈઓ લેડિઝ હોય ઈ તાવડા માંડી જ દે ગાંઠિયા બનાવે સેવ બનાવે એમાંય પાછો ઓલા ફાફડા તળેને ગાંઠિયાને કેટકેટલું કેટલું કરે પાછી મીઠાઈ તો અલગ જ કેટકેટલી ભાત ભાતની મીઠાઈઓ બનાવે હું મારી વાત કરું તો મને સૌથી વધારે મીઠાઇ ભાવતી હોયને તો ઈ મારા નાનીમાંના હાથનો મગજ અને ઓલા લિસા લાડુ જે આવે છે ઈ તો ખાવાની જ મજા કંઈક અલગ છે ઈ પછી જો આપણે જો વાત કરીએ કે અલગ અલગ તહેવારો આવતા હોય તો સાતમ આઠમમાં માણસો ગમે ત્યાં બહાર જાય ભલેને એ ગોવા ફરવા જાય કે પછી લંડન જાય પણ એના ભેગાં થેપલાં તો હોયને સાથે ઘરનો કઈક તો નાસ્તો હોય જો આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં માણસોને નક્કી જ હોય કે ગમે ત્યાં જાય ને બસ ઓલા ગોરધનભાઈનો ચેવડો સાથે હોય અને ઓલી લીલી ચટણી અને ખાટી સાથે હોય હોય ને હોય જ અને બાકી જો વાત કરીએ કે પરંપરાગત ગુજરાતી હવે તમને ખબર છે કે આપણે લગ્ન પ્રસંગ કોઈ પણ હોય ત્યાં શું મેનૂ હોય તો ભઈ કે વાત કરીએ તો સૌથી પહેલાં આ બધું તો નવું આવ્યું કે સૂપ ને સ્ટાર્ટર ને પણ આપણે તો શું કે સૌથી પહેલાં એક મીઠાઇ રાખેલી હોય બે શાક હોય બે શાકમાં એક ગુજરાત શાકમાં ઊંધિયું હોય હોય ને હોય જ અને બીજું કઠોળ હોય અને પૂરી રોટલી દાળભાત શાક અને આપણે સલાડ છાશ વગર તો આપણે ચાલે જ નહીં છાશ એટલે ગુજરાતીઓ માટે અમૃત પીણું ગુજરાત છાશ વગર તો એક આપણે કોળિયો ગળે ઉતરે જ નહીં એટલે છાશ પીએને ઘણી વખત ઉનાળામાં છાશનું આપણે જોતાં હોય કે ઠેર ઠેર જગ્યાએ છાશ માટે કેન્દ્રો ખોલેલાં હોય કે આવતા જતા લોકોને છાશ છાશ પીએને એટલે આપણને આમ એવી ટાઢક લાગેને આમ મજા આવી જાય અને બીજી કઈ વાત કરીએ તો ભોજનમાં વાત કરીએ તો શિયાળો આવતો હોય તો તમે જોતાં હોય કે માણસો ભલે સિટી મારે પણ પોતાની વાડીએ જઈ ઓલા શું કહેવાય બાજરાના રોટલાને ઓળાનો પ્રોગ્રામ કરતાં હોય એ પણ પાછા ચૂલે કરે અને બીજી વાત ભોજનની જ આગળ કરીએ તો ભોજન તો કેટકેટલા પ્રકારના હોય પણ આપણને જ્યાં સુધી એમ કે છે ને કે ધરતીનો છેડો એ ઘર તમે કેટ ગમે એટલું બહાર ફરીએ એવા ગમે એટલું ચાઇનીઝ ખાધું પંજાબી ખાધું સાઉથ ઇન્ડિયન ખાધું કે તમે પણ રાજકોટમાં અને ગુજરાતમાં પાછા આવોને એટલે જ્યાં સુધી તમે બટેટાનું શાક અને ભાખરી ન ખાવને ત્યાં સુધી તમને હાસકારો ન થાય એટલે આપણે વાત કરીએ છીએ કે ભોજન ભલે ગમે એટલું સારું હોય પણ એવું ભોજન હોવું જોઈએ જે આપણને દિલથી અને મનથી આમ તૃપ્તિ અને શાંતિ આપે બાકી ભોજન તો અનેક પ્રકારના હોય જ છે પણ હું મારી ખાસ વાત કરુંને તો મને જ્યાં સુધી શાક રોટલી એવું નિરાંતે ન ખાઉંને ત્યાં સુધી મારી ભૂખ આમ તળવળે નઈ શાંતિ મને ના મળે હું ડિપાર્ટમેંટની વાત કરુંને હું ભણવા આવુંને તોય મને બપોરના ટિફિનની અંદર છેને શાક રોટલી તો હોય જ અને ઈન કેસ હું કદાચ કોરો નાસ્તો લાવી હોય ને મારી બેનપણીઓને એમ કહું હજી મને કંઈક ભૂખ લાગી છે મને કઈક ખાવા દે અને ઈન કેસ મને જો ખાવાનું ન મળે ને તો મારો ગુસ્સો પણ તપી જાય એટલે ખાવા તો આપણે ગુજરાતીઓ પહેલેથી શોખીન એટલે બસ ખાતું પીતું રહેવાનું મોજ કરવાની